લગ્ન લગ્ન એટલે અન્યની સાથે લાગવું એક જાતનું બંધન અને બંધન એટલે જીવનભરનું બંધન લગ્નની શરૂઆત પહેલાં તો સગા વ્હાલા ઓળખીતા પાળખીતા દ્વારા છોકરા છોકરી માટે એની વાતચીત ચાલે ચાલે આ વાતચીત પૂરી થાય અને કંઈ પણ એમાં એમ છે કે ના સારું છે પાત્ર બે ય પાત્ર સારાં છે તો બંનેના માતાપિતા મળે છે ત્યારબાદ બંને છોકરા છોકરીની પણ સંમતિ લેવામાં આવે છે અને જ્યારે બંને સંમત થાય ત્યારે નક્કી કરવા માટે છોકરાના મા બાપ છોકરીવાળાને ઘરે જાય છે પ્રારંભિક ચા નાસ્તા પછી છોકરીને મળવા બોલાવે છે છોકરી આવે છે છોકરોને છોકરી બંનેને એકાંત પણ આપવામાં આવે છે કે જેથી કરીને એકબીજા પરસ્પર જાણી શકે એકબીજાને અને જો નસીબ પાધરા હોય તો બંનેની હા થઈ જાય છે અને બંનેની સગાઈનું નક્કી થઈ જાય છે અને ત્યારબાદ સગાઈ પણ થઈ જાય છે આ પ્રથમ તબક્કો બીજો તબક્કો લગ્નનો લગ્નની તારીખ નક્કી થાય લગ્નની તડામાર તૈયારીઓ ચાલે બે પક્ષે અને લગ્ન લેવાય લગ્નનો દિવસ નક્કી થાય હા બનેના જન્માક્ષર પણ આજના સમયમાં પણ મેળવવામાં આવે છે અને જન્માક્ષર મળી જાય એટલે લગ્નની તડામાર તૈયારીઓ કંકોતરીઓ છપાય નોંતરા દેવાય જાય લગ્નનો દિવસ નક્કી થાય આવી જાય એ દરમિયાનમાં જ છોકરા છોકરી પણ મળતાં હોય છે એકબીજાથી વધુ પરિચિત થઈ જતાં હોય અને લગ્નનો દિવસ આવી જાય છે શરૂઆત પીઠી ચોળવાથી થાય પરંતુ એક વાત બહુ મને યાદ આવે છે અને મને ખૂબ ગમી છે કે હું ગણેશ ઉત્સવ ખરેખર મહારાષ્ટ્રનો ઉત્સવ છે જેમકે નવરાત્રી ગુજરાતનો હોળીનો રાજસ્થાનનો એમ ગણપતિ ઉત્સવ મહારાષ્ટ્રનો છતાં આખા ભારતની અંદર કોઈ પણ શુભ પ્રસંગની શરૂઆત ગણપતિ સ્થાપનથી જ થાય છે લગ્નની અંદર પણ ગણપતિનું સ્થાપન પહેલાં પૂજન અને ત્યાર પછી પીઠી ચોળવાનો રિવાજ ત્યારબાદ આગળ જતાં પીઠી ચોળવાનું પૂરું થાય જમણવાર થાય જમણવાર પૂરી થાય એટલે લગ્નની તૈયારીઓ થાય ચોરીની અંદર વરકન્યા ચોરીમાં બેસે ગોર મહારાજ એક પછી એક શ્લોક ભણતા જાય અને લગ્ન થયા પછી ચોરીના ફેરા ચાર ફેરા ફરવામાં આવે છે અને આમ રંગેચંગે લગ્ન પૂરા થતાં હોય છે એક થોડીક આડી વાત કરું આજે તો એમાં ઘણો સમય સમયનું પરિવર્તન આવી ગયું છે પણ અમારી નાગર જ્ઞાતિમાં જ્યારે લગ્ન થતાંને ત્યારે કન્યા પક્ષ તરફથી જમણવાર આપવામાં આવતી અને એને માંડવસોરના નામથી ઓળખાતો આ જમણવાર માંડવસોરના નામથી ઓળખાતી એટલે એટલી પણ જમણવારને અંતે કઢેલું દૂધ અને જલેબીનો કટકો મોમાં મૂકવામાં આવતો સમયની સાથે બધાંએ રહેવું પડે છે અને સમયના પરિવર્તનની સાથે સાથે ઘણું બધું પરિવર્તન આવી ગયું છે એક સમય હતો કે લગ્ન વખતે ઉપર જોશી મહરાજ સૂર્યને સ્થિતિ જોતાં નીચે બોલતા હોય કે કન્યાદાતા સાવધાન ત્રાંબાકુંડી સાવધાન સૂર્ય એકનો સમય ત્રાંબાકુંડી સાવધાન કન્યાદાતા સાવધાન સૂર્ય અસ્તનો સમય અને એ સમયે થાળી વગાડે હસ્તમેળાપ સંપૂર્ણ ગણાતો આજે તો ઘણો બધો ફેરફાર થઈ ગયો છે અને આજે જે ફેરફારો ઘડિયા લગ્ન લેવાય જતાં હોય છે હવે તો પરંતુ લગ્નની એ જે મજા અને એ એક બીજો રિવાજ પણ મને યાદ આવે છે કે લગ્ન થઈ જાય બીજે દિવસે જ્યારે બીજા દિવસની વિધિમાં કોડીની રમત હોય છે અને વરરાજાનો અંગુઠો એનો સાળો ખેંચતો હોય વરરાજાએ એના પૈસા આપવા પડે હવે તો આ બધી રીતિઓ છે કે નહીં બહુ ખબર નથી કારણકે સમય પરિવર્તનશીલ છે અને સમયની સાથે તમામેં પરિવર્તન લાવવું જ પડે છે એક સમય હતો અમારી જ્ઞાતિમાં લગ્ન નક્કી થાય ખાસ કરીને વૈશાખ મહિનો વેકેશન મહિનો ત્યારે કોઈ એકને ઘેર જોશી બેસતા અને જેટલા ઘેરે લગ્ન જનોઈ હોય એ બધાં ત્યાં હાજર રહેતાં અને બધું નક્કી થઈ ગયા પછી લગ્ન ને જનોઈની સંપૂર્ણ માહિતી જેમાં છપાતી લાલ અક્ષરથી જે કાગળમાં એને ફાળો લગ્નનો ફાળો તરીકે ઓળખવામાં આવતો આજે તો કંકોતરી છપાય છે પરંતુ એમાંય પરિવર્તન આવી ગયું છે અને લગ્નની વિધિમાં પણ પરિવર્તન આવી ગયું છે અલબત્ત એટલું સારું છે કે લગ્ન લગ્નની રીતે જ ઉજવાય છે અને લગ્ન પણ એક ઉત્સવ છે પ્રસંગ નથી એક ઉત્સવ છે એટલે આ જે સગાવહાલાથી માંડીને છોકરા છોકરીઓની વાતની શરૂઆત થાય અને લગ્ન સંપૂર્ણ થાય વરઘોડિયા પરણીને એને ઘેર જાય ત્યાં સુધીનો જે લહાવો એ લહાવો આજે પણ હજી હું માનું ત્યાં સુધી કંઈક જીવંત તો છે જ ભલે પરિવર્તન એવું પણ જીવંત છે અને એ લહાવો લેવાનો જે આનંદ મળે છે ને એ ઓર જ છે એમ હું જરૂરી કહીશ લગ્ન લગ વત્તા અન્ન એટલે બીજાની સાથે લાગવું જેને લગ્ન કહેવામાં આવે છે અને આ સબંધ ફરીથી કહીશ કે જીવન પર્યંતનો સબંધ હોય છે